અંદર જઈએ ભગવાનનાં દર્શન કરીએ તો આપણને પણ ખ્યાલ આવશે કે અંદર શું કંઇક અદભૂત છે તો એનાં માટે હું પણ લાઇનમાં ઊભો રહ્યો ને મેં પણ ત્યાં જઈને આગળ જ્યારે મારો વારો આવ્યો દર્શન કરવાં સમયે તો ત્યારે મે જોયું તો આમ મહાદેવનાં દર્શન કરીને કંઇક અનેરો જ આનંદ આવે છે ને જ્યારે આપણે દર્શન કરતાં હોઇએ છીએ તો ત્યારે આપણાં શરીરમાં કંઇક અલગ જ પ્રકારની આમ ઉર્જા આવી જાય છે કે આપણે ભગવાનમાં માનતા ન હોઈએ ને છતાં પણ આપણે એમ બિલિવ થઈ જાય કે ભાઈ ના એકવાર દર્શન કરી લઈશું એટલે આપણાં કોઈપણ કાર્ય હશે એ આપણી જે પણ મનોકામના હશે ને બધી પૂર્ણ જ થશે ને જ્યારે હું દર્શન કરીને બહારે નીકળ્યો પછી હું જ્યારે મારા બિઝનેસનાં કામે લાગ્યો તો ત્યારે મને એમાં બહુ બધી આગળ સફળતા મળી હતી ને ત્યારે લાગ્યું કે ભાઈ નહીં કે આપણે ભગવાનની પૂજા તો કરવી જ જોઈએ ને અમુક અમુક જગ્યાએ તો ખુદ ભગવાન હોય જ છે આ તો આપને એવું લાગતું હોય છે કે ભાઈ તે ખાલી મૂર્તિ જ છે પણ તે ત્યાં ભગવાનનો સાક્ષાત વાસ હોય છે આપણે ત્યારે જઈએ છીએ તો તે મારા ઉપર બહુ સારી એવી છાપ છોડી કે કે ભાઈ નહીં કે આપણે ગમે તે મંદિરમાં જઈએ તો આપણે આસ્થાથી જ્યારે દર્શન કરીએ છીએ તો ત્યારે ભગવાનનો આપણી હારે સાથે હંમેશા હોય જ છે ને આપણે કોઈપણ કાર્ય કરીએ છીએ ને તો તેની આગળ ખૂબ જ એમાં સફળ થઈએ છીએ ને હંમેશા આપણે આગળ પ્રગતિ કરતાં રહીએ ને ક્યારેય આપણે નિષ્ફળ ન જઈએ જ્યારે આપણે ભગવાનનું નામ લઈને આગળ વધતાં હોઈએ છીએ ને ત્યારે તે જ રીતે જ્યારે પણ કોઈ મને પૂછે કે ભાઈ ત્યાં જવું જોઈએ કે નહીં તો હંમેશા હું કહેતો હોઉં છું કે ભાઈ તમે જાઓ આસ્થાથી કોઈપણ જગ્યાએ જશો ને એવું નહીં કે ભાઈ આ એક જ જગ્યા પણ કોઈપણ જગ્યાએ તમે દર્શન કરવા જાઓ તો તમે આસ્થાથી જાઓ ને તો તમારા હરેક કામ પૂર્ણ થાય છે